કોઈએ ગાવાનું શરૂ કરવું હોય કે તેમનું ગાવાનું કૌશલ્ય સુધારવું હોય તો તેમને એક સૌથી પહેલા સલાહ આપીશ કે સંગીતના જે સાત સૂરો છે સા રે ગ મ પ ધ નિ સા એ સાતે સુરોનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે અવાજનો જે થ્રો છે અવાજની જે કળા છે એ હંમેશા ભગવાન પાસેથી મળેલી એક ગિફ્ટ હોય છે જેમાં દરેકના અવાજનો પ્રકાર અવાજની ક્વોલેટી અલગ અલગ હોય છે ગાવાનું શરૂ કરવા માટે સંગીતના સુરોની સાથે સાથે કોઈ શાસ્ત્રીય સંગીતની તાલીમ જો આપણે સાથે લઈએ તો તેનાથી ખૂબ જ ફાયદો થતો હોય છે જેમાં અલગ અલગ રાગ શૈલી અલગ અલગ રાગ અલગ અલગ તાલ જેનું આપણને બેઝિક નોલેજ મળતું હોય છે આ બધું નોલેજ ભેગું થયા પછી ધીમે ધીમે ગાવાનું પઢન ગાવાની રીત ગાવાના શબ્દો એ બધા ઉપર પણ ઘણો બધો આધાર રાખે છે તમારે ગાવાનું કૌશલ્ય સુધારવું હોય તો તેના માટે કોઈ બીજો રસ્તો નથી માત્ર ને માત્ર રિયાઝ છે તમારે રોજ સવારે કા તો સાંજે જ્યારે તમને સમય મળે ત્યારે ઓછામાં ઓછા દોઢથી બે કલાક કોઈપણ એક રાગ કા તો સા રે ગ મ પ ધ નિ સામાંથી કોઈપણ સ્વર લઈ અને એના ઉપર તમે હોજો કન્ટીન્યુઅસ રોજ થોડી થોડી થોડી થોડી પ્રેક્ટિસ કરતા રહો તો તમારો અવાજ પણ સુધરશે તમારી ગાયકી પણ સુધરશે અને તમને વધારે પડતું નોલેજ આ ક્ષેત્રમાં મળશે